સિંગિંગ કરવું એક મારી હોબી છે સિંગિંગ કરવાથી મને ખૂબ જ ઉર્જા પ્રાપ્ત થાય છે કારણકે સિંગિંગ કરવાથી મને એક અલગ પ્રકારની જ એનર્જિ ક્રિએટ થાય છે મારામાં અને હું સિંગિંગ ઓલ્મોસ્ટ કરતો હોવ છું ઓલ્ડ સોંગ અને ન્યુ સોંગમાં અરીજીત સિંઘના પણ સોંગ અમુક અમુક જગ્યા પર ગાતો હોવ છું પણ ખાસ કરીને ઓલ્ડ સોંગ ગા ગાવાનું વધારે પસંદ કરું છું કારણકે ઓલ્ડ સોંગમાં જે મજા છે એ ખરેખર બહુ જ આપણને એક એનર્જિ આપે છે તેમજ ઓલ્ડ સોંગની જે શબ્દરચના છે એ ખરેખર ખૂબ જ ગજબની છે અને એમાં પણ એક સોંગ છે એ મને ખૂબ જ મારું પ્રિય સોંગ છે એ હું તમને કહું છું દોસ્તી વિશેનું સોંગ છે યારા તેરી યારી કો મેને તો ખુદા માના એટલે કે આ સોંગની લાઇન એવું દર્શાવીને જાય છે કે મિત્રતા એવી છે આપણી કે મેં તને ભગવાન માની લીધા છે ભગવાનનો એક દરજ્જો આપ્યો છે કે તું મારા સાથે હરહંમેશ રહે જે યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના આ રીતની એની લાઈન છે એટલે કે યાદ કરશે દુનિયા આપણા બેની જે મિત્રતા છે એને એટલે કે આ આ જે સોંગ છે એ મારું લોકપ્રિય છે તેમજ આમાં આ ગીતની જે શબ્દરચના છે ખરેખર એ ખૂબ જ હાર્ટટચિંગ છે કારણકે મિત્રતા કોને કહેવાય એક ખૂબ જ સારી રીતે આમાં દર્શાવી રહ્યા છે આ સોંગ માં ખૂબ જ ડેડિકેટ કરેલું છે કે આમાં મિત્રતા માટે શું ભાવ પ્રગટ થાય છે અને ઓલ્ડ સોંગમાં પણ અમુક અમુક સોંગ એવા હોય છે કે જે આપણને ખૂબ જ ઘણું બધું શીખવાડી જાય છે અને અમુક એવા સોંગ પણ બનાવેલા છે જેનાથી ભાવના ખૂબ જ પ્રગટ થાય છે આપણા એમાં જેના કારણે આપણને ખૂબ જ ઈમોશનલી અને આપણને એન્જોયમેન્ટ પણ એ સોંગ સાંભળીને મળી રહ્યું છે સંગીત એક એવું સાધન છે કે આપણે ગમે તેવું ટેન્શન કે ગમે તે કંઈ પણ હોય તો આપણે ખુશ રહી શકીએ છે અને ઓલ્ડ સોંગ હોય તો તો પછી જોવાનું જ નહીં ઓલ્ડ સોંગમાં ઘણાબધા એવા સોંગ છે કે જે આપણને ઘણુંબધું શીખવાડી જાય છે કારણકે ઓલ્ડ સોંગમાં એવી શબ્દરચના એવી છે કે જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે આ સોંગ માં શું કહેવા માંગે છે એ સોંગના શબ્દ જોવાના એ સોંગના ભાવ જોવાના એ સોંગમાં જે પ્રેમ ભાવ પ્રેમથી પ્રગટ કરવામાં આવ્યું છે એ સોંગ જોવાનું ખરેખર એ એ એ જે સમજી શકે એ જ સમજી શકે અને એ સમજવા માટે ખૂબ જ ક્ષમતા આમ તો દરેકમાં રહેલી જ છે પરંતુ સોંગ સોંગ ઓલ્ડ સોંગમાં આપણને ઘણું બધું શીખવાડવામાં મળે છે હવે એક્ઝામ્પલ તરીકે એક સોંગ લઈએ આપણે તો જિંદગી કા સફર હે યે કૈસા સફર કોઈ સમજ્યા નહીં કોઈ જાના નહીં એટલે કે જિંદગીનું સફર કેવું છે એ કોઈને ખબર નથી કે કોઈ જાણ્યું નથી કે કોઈ અત્યાર સુધી સમજી નથી શક્યું આ કેવી સરસ મજાની શબ્દરચના છે સોંગની આપણને સોંગ્સ સાંભળીએ તો ખરેખર ખૂબ જ ગુડ ફીલ થાય કે ભાઈ ના ખરેખર આ સોંગ બનાવ્યું છે અને આ ઓલ્ડ આ ઓલ્ડ સોંગમાં આપણને આવું બધું ઘણું બધુ જોવા મળે છે કે જે આપણા જીવન પર આધારિત શબ્દ એમાં આવરી લેવામાં આવે છે અને આ સોંગ પણ ખૂબ જ ઘણું બધું શીખવાડી જાય છે પછી બીજું એક સોંગ એવું છે કે કિસી કી મુસ્કરાહટે તો લે ઉઠા કિસીકા દર્દ મિલ શકે તો લે ઉઠા જીના ઇસીકા નામ હૈ એટલે કે કોઈનો દર્દ મળી શકે તો દર્દ ઊઠાવાનો પ્રયત્ન કરો કોઈની માટે જીવી શકો તો એ રીતે જીવવાનો પ્રયત્ન કરો જીવવાનું એનું જ નામ છે આ સોંગમાં એ દર્શાવામાં આવ્યું છે ખરેખર આ સોંગ પણ મારું લોકપ્રિય સોંગ છે અને આ સોંગમાં જે ભાવ પ્રગટ થાય છે એ સામેવાળા નોર્મલ વ્યક્તિમાં અને દરેક લોકોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક આ સોંગ પહોંચી જાય છે કારણકે આ સોંગની શબ્દરચના એવી જ છે તેમજ આ સોંગ તમે આખું સાંભળશો તો ખરેખર ખૂબ જ સુંદર સોંગ છે એટલે આ સોંગમાં આપણને જાણવા પણ ઘણું બધું મળે છે તેમજ આપણા જીવન વિશે પણ ઘણું બધું કહી જાય છે કે જીવન માટે આપણે જીવવું ના જોઈએ પરંતુ બીજાના માટે પણ જો જીવીને જોઈએ ત્યારે સાચું જીવન છે એવું કઈ શકાય સાચા અર્થમાં એ આ સોંગમાં દર્શાવવામાં આવ્યું છે નવરાત્રી અત્યારે હાલમાં ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ જે સોંગ આવી રહ્યા છે એમાં મને ફાલ્ગુની પાઠકજી છે એમના મને ખૂબ સોંગ ગમે છે એમના હું સાંભળતો હોવ છું પછી કીર્તિદાન ગઢવી છે કિંજલ દવે છે આ બધા ના સોંગ મને લોકપ્રિય છે એ લોકોના સોંગ સાંભળવા મને ગમે છે અને હું પોતે ગુજરાતી છું એટલે મને ગુજરાતી સોંગ સાંભળવું તો ખૂબ જ ગમે કારણકે ગુજરાતી હોવાના નાતે મને ગર્વ છે કે હું ગુજરાતી સોંગ સાંભળું અને ગુજરાતી સિંગિંગ કરવું એ પણ મારી હોબીસ છે હું સિંગિંગ પણ ગુજરાતી અમુક અમુક સોંગ કરતો હોઉં છું